હું ઇકોનોમિક્સ સમાચારો ન્યૂઝ ચેનલનાં માધ્યમથી અખબારનાં માધ્યમથી આજકાલ તો મોબાઈલનો બી ખૂબ જ ઉપયોગ ચાલી રહ્યો છે તો મોબાઈલથી ઘણી રીતે જાણી શકું છું તેમાં આપણે વાત કરીએ તો ઘણી વેબસાઈટો બી છે જે આપણને મોબાઈલમાં જ ખાલી એક આંગળી ફેરવતાં જ આપી દે છે કે જેમાં આપણે ઘણી બધી વેબસાઈટો બી આવેલી છે તે ઓપન કરીને જોઈ શકીએ છીએ એ જેમ કે વેબસાઇટનાં નામ જાણીએ તો ફાઈનાન્સિયલ ટાઈમ્સ છે ફોબ્સ છે બિઝનસ સ્ટાન્ડર્ડ મેઇન તો પછી છે ધ સ્ટાર્ટ કરીને છે જે ઘણી બધી ન્યૂઝ ચેનલો બી એટલી બધી કે જેમાં આગળ આપણાં ફક્ત હિન્દી સમાચાર હિન્દી ન્યૂઝ આવતા હોય છે પછી પાછળ જતાં એમાં ખાલી બધી આ જ વાતો આવતી હોય છે જે આપણે બિઝનસને રિલેટેડ જ બિઝનેસ જાણી શકીએ એ જ હોય છે બિઝનેસમાં આપણું શું ઈકોનોમિક છે આપણું તે જ જણાવતું હોય છે આપણને જેમકે ગજરાતી ચેનલો પણ છે ને હિન્દી ચેનલો પણ છે એમાં હિન્દી ચેનલમાં છે ઇંગ્લિશ ચેનલમાં છે પછી ટીવી નાઇન કરીને એ ગુજરાતી ચેનલ છે ટીવી એટીન કરીને છે સીએનબીસી કરીને છે પછી ઇકોનોમિક્સ ટાઈમ્સ છે જે અમુક ચેનલો આપણને ગુજરાતી હિન્દી ઇંગ્લિશ ત્રણેય લેંગ્વેજમાં એટલે ભાષામાં સોરી આપણે જોઈ શકીએ છીએ ગુજરાતીમાં આપણે વધુ ઇન્ટરેસ્ટ જાગે છે તો ગુજરાતીમાં આપણે એ વસ્તુને સાંભળીને એ વસ્તુ આપણે આગળ જાણી શકીએ છીએ ચેનલ વિશે આપણે ઘણું ગુજરાતીમાં કહું તો ઘણી મિત્ર છે જે સુરત બેઝ પર જ ચાલતી હોય છે તે બી ઘણી બધી ચેનલો છે ગુજરાત થી મિત્ર